અમે પ્રવાસ માટે દરિયા કિનારે અને ધાર્મિક સ્થળોએ જવાનું પસંદ કરીએ છીએ દરિયા કિનારે દરિયાનાં ઉછળતાં મોજા જોઈ મન સ્વસ્થ થાય છે અને મંદિરોમાં જુદા જુદા સ્થળોએ જુદા જુદા ભગવાનનાં દર્શન કરીને આત્માને શાંતિ મળે છે